તને ખબર છે આપણે ઇયાં કેટલા બધાં જોવા લાયક સ્થળો સીદી સૈયદની જાળી માણેક ચોક રિવર ફ્રન્ટ પછી રતન પોળ પતંગ હોટલ પતંગ હોટલની નવીનતા એ કે તેમાં આપણે ઉપર બેસીને બધું અમદાવાદનું આખું વ્યૂ જોઈ શકીએ છે પછી આપણે ગરબા ઇયાં જીઆઇડીસીમાં સૌથી ફેમસ છે ગરબામાં ડાંડિયા રમાય રાસ રમાય અને એટલા મોટા ગરબા થાય છેને કે જેની વાત જ નહીં આમ એટલાં બધાં માણસો આખું અમદાવાદ આવી જાય છે ત્યાં ગરબામાં જીઆઇડીસીમાં પછી આપણે રિવર ફ્રન્ટ ઉપર અત્યારે નવો નવો ફેર ચાલુ થયો છે ત્યાંપણ તું જઈશને તો એટલી મજા આવશેને ફેરમાં પણ એટલી બધી જાત જાતની વસ્તુઓ મૂકેલી છે પછી બધી રાઇડ્સ મૂકેલી છે આમ આપણે એને જોઈને જ દિલ પછી ફિશનું એક્વેરિયમ મૂકેલું છે નાની નાની અલગ અલગ જાતની ફિશ મૂકેલી છે બધી એટલું મસ્ત જોવાનું છેને ત્યાં આપણે જઈએને તો બહાર આવવાનું મન જ ના થાય પછી આપણે અહીં હરિદર્શન ચોકડી બાજુ એક આરડી ફાર્મ કરીને આવ્યું ત્યાં બી ગરબા એટલાં મસ્ત થાય છે અને મોટા મોટા કલાકારો આવે કિંજલ દવે કિંજલ મહેરિયા બધા કલાકારો આવે ને તો આપણને એટલી મજા આવેને ત્યાં દાંડિયા રાસ રમવાની અને નવરાત્રી ફેસ્ટિવલમાં તો બહુ જ મજા આવે ગરબા રમવાની